હા મેડમ તમારી શોપ ઉપર અમારા વાઇફ ને એ બધા કાલે આવ્યા હતાં પછી એને ઓલા કાનનાં ઇયેરિંગ છે ને ઈ પસંદ પડ્યાં છે તો કાલે એ કદાચ જોઈ ગયા હતાં અને પાછું તમે કંઇક વોટસએપમાં મોકલ્યું હતું એ એ અમે પસંદ જ કર્યાં છે તો તમે એનું એની શું વજન છે અને પ્રાઈઝ શું અને અત્યારે શું સોનાનો ભાવ છે એ બધું મને કહેશો

બરાબર અને

અને એમાં અને એમાં આપણે રીટન આપીએ તો એમાં ત્યારે કઈ રીતના હા તો અમે હમ્મ હા તો અમે એ હમણાં હં હા ના ના ના ના એ પાછો બડ્ડે છે એટલે લેવાનું તો નક્કી જ છે પણ પછી પેમેન્ટ કઈ રીતના કરવાનું છે એમ કેશમાં છે કે આમ છે ને કંઈ ઇન્સ્ટોલમેન્ટ કે એવું કંઈ છે કે કઈ રીતના પેમેન્ટમાં બરાબર સારું ચાલો ને હમણાં તમને અમે નક્કી કરીને ફાઇનલ હમણાં દશ પંદર મિનિટમાં પાછો ફોન કરીએ છીએ ઓકે થેંક્યું બરાબર